મારી લેખન પ્રવૃત્તિનો આ શોખ એ મારા અંગત આનંદ માટે છે તેમજ એક પ્રકારના આંતરિક વિકાસ માટે છે હું જ્યારે આધ્યાત્મિક પ્રવચનો સાંભળતો હોઉં છું તો એ મારા આંતરિક વિકાસ માટે હું એમાંથી જે જે પ્રવચનમાં મેં મુદ્દાઓ સાંભળ્યા હોય તે લખતો હોઉં છું અને ક્યારેક ભુલી જવાય તો થોડા દિવસ પછી ફરીથી એને રિપીટ કરું છું અને એ રીતે પાક્કું કરતો હોઉં છું એવી જ રીતે હું જયાં કંઇ ફરવા ગયા હોઇએ તો ત્યાં આપણને શું અનુભવ રહ્યો ક્યાં આગળ રહેવાની કેવી જગ્યાઓ છે ત્યાં આગળ ટ્રાન્સપોર્ટેશનની કેવી વ્યવસ્થા છે તો એ બધું મારા અનુભવના આધારે લખતો હોઉં છું કે ભાઈ આ હોટલો સારી છે અહીંયા આ જગ્યાએ આ રીતે ટ્રાન્સપોર્ટેશનની પણ આ સગવડ છે આશરે આટલા રૂપિયા થાય છે તો વગેરે મુદ્દાઓ પણ હું ટપકાવી દઉં છું અને કોઈક જ્યારે મિત્રો કે બીજા પરિવારવાળા પૂછે તો એમની ગાઈડન્સ તરીકે પણ એ કામ લાગતું હોય છે એટલે કેરિયર તરીકે મેં એક લેખન પ્રવૃત્તિનો ક્યારેય શોખ રાખ્યો નથી એ મારા પોતાના જ આંતરિક આનંદ માટે આંતરિક વિકાસ માટે છે તો સામન્ય રીતે જે મને અનુકૂળ સમય છે તે સવારે દસથી બાર એટલે હું હું જ્યારે પરવારીને બેઠો હોઉં નવરો બેઠો હોઉં છાપું મે વાંચી લીધું હોય અને એ પછી મને જે જે યાદ આવે એ લખતો હોઉં છું મેં જે પ્રવચનો સાંભળ્યા હોય છે તો એનાં મુદ્દા પણ લખતો હોઉં છું અને એના માટે એક મારા ઘરમાં જ તે મેં એક ઓફિસ જેવો રૂમ બનાવ્યો છે કે જયાં મારું કોંપ્યુટર પણ હોય છે અને બીજી બધી પણ ત્યાં મારે સુવિધાઓ મેં રાખેલી છે અને ત્યાં બેસીને હું શાંતિથી લખતો હોઉં છું આમ જુઓ તો મને અમે તો ભરૂચમાં રહીએ છીએ તો ભરૂચ પાસે એક નર્મદા નદીનો સુંદર કિનારો છે ત્યાં અમારો આશ્રમ છે તો એ નદીના કિનારે બાંકડા ઉપર બેસીને પણ એક સુંદર વાતાવરણમાં આહ્લાદક વાતાવરણમાં પણ હું લખતો હોઉં છું તો આ રીતે હું લેખન પ્રવૃત્તિ મારી પોતાના શોખ માટે છે અને હું એ એન્જોય કરું છું